ઠંડી રોટલી પડી હોય તો તેમાંથી ઓરમો ચૂરણ પણ બનાવી સકીએ છીએ ગોળની પાય લઈને તેમાં રોટલીનો ભૂકો કરીને નાખીને લડ્ડું બનાવી શકીએ છીએ ઠંડી રોટલી પડી હોય તો ચંદન ચકોરી પણ કરી શકીએ છીએ તે છાશ નાખીને રાઈ જીરું લીમડો મૂકી લસણ મૂકીને વઘારી અને મસ્ત રોટલીના બટકા કરીને તેમાં નાખી દેવાય છે રોટલીનો ચેવડો પણ બનાવી સકીએ છીએ તેમાં રાઈ જીરું તેલ મૂકી અને રોટલીને ક્રિસ્પી કરી અને તે પણ આપણે નાસ્તા સાથે ખાઈ શકીએ છીએ રોટલીને તળીને એની ઉપર ચટણી મીઠું નાખીને પણ ખાઈ શકીએ છીએ આપણે ઠંડી રોટલી પડી હોય તો તેમાંથી ઘણી વસ્તુઓ બને છે તેમાંથી તેની અંદર આપણે બટેટાનો માવો ટમેટું સુધારીને એની ગ્રેવી કરીને પણ તેની અંદર રાઉન્ડ કરીને એમાં શેકી શકીએ છીએ આપણે વગારેલી ખિચડી પણ જલ્દી બની શકે છે તે વેજીટેબલે ખિચડી બની શકે સાદી ખિચડી પણ બની શકે છે વગારેલી ખિચડીમાં આપણે મિક્સ દાળની પણ ખિચડી કરી શકીએ છીએ તેમાં

પછી ત્યારબાદ એને કૂકરમાં બાફવા મૂકી દોને તેમાં બટેકા નાખી દેવાના પછી રીંગણું કોબી દૂધી બધું નાના નાના પીસ કરીને એની સાથે બાફી લેવાનું ત્યારબાદ તેલ મૂકી વગાર કરવાનો રહેશે તેલ મૂકી રાઈ જીરું ડુંગરી ટમેટું નાખી દેવાનું રહેશે અને પછી પછી વઘાર કરી અને એની ઉપર ખિચડી નાખી દેવાની રહેશે તેમાં ઘી નાખીને પછી ખાવાની રહેશે તે પણ બહુ સરસ લાગે છે મગ દાળની ખિચડી પણ આપડે એમ નેએમ કોઈને બીમાર હોય ત્યારે બનાવીને ખાઈ શકે છે જેમ એમાં ગરમ પાણી કરી દે નાખવાનું એમાં દાળને ચોખા નાખી દેવાનાને પાંચ છ એમાં હળદર મીઠું અને તેલ નાખી અને કુકરની પાંચ સિટી મારી દેવાની રહે ત્યારબાદ પછી વગારેલા ભાત પણ બનાવી શકીએ છીએ ભાતને થોડી વાર પલાળી દેવાના પછી રાઈ તેલ મૂકી રાઈ જીરું સૂકું મરચું અને ભાત નાખી દેવાના પછી ઉપરથી લસણની ચટણી હળદર મીઠું બધું નાખી અને પાંચ સિટી વિસલ મારી અને બનાવી શકીએ છીએ એ પણ બહુ સરસ થાય સારા લાગે છે જલ્દી બનાવવા માટે તો રવાના ઢોંસા પણ સરસ બના બનાવી શકીએ છીએ આપણે રવાના ઢોંસા પણ એને થોડી વાર પાંચ દસ મિનિટ પહેલાં એ છાશમાં નાખી એમાં ઇનો નાખી દેવાનો અને મીઠું નાખી દેવાનું દસ મિનિટ એમાં રાખી અને પછી આપણે ઇન્સ્ટન્ટ ઇ ઢોંસા પણ બનાવી શકીએ છીએ થોડી વા ત્યારબાદ થેપલા બનાવા બનાવી પણ શકીએ છીએ એ પણ સ જલ્દી બની જાય છે ઘઉંનો લોટ નાખ એમાં ઘઉંના લોટમાં પહેલાં તેલ નાખી રાઈ જીરું તલ ચટણી મીઠું હિંગ હળદર બધું મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો અને ત્યારબાદ રોટલી રોટલીની જેમ વણી નાખવાના તેલ પર એમાં લગાવી અને આપણે થેપલા કરી શકીએ છીએ બંને સાઈડ ચોડવીને એકદમ ક્રિસ્પી બનાવી શકીએ છીએ